પ્રાર્થના અને ઉપાસના માટે સામાન્ય રીતે મનુષ્ય ખોટું તો બોલતા જ નથી પરંતુ કેટલીક વાર એવું બનતું હોય છે કે પ્રાર્થના કરતી વખતે કોઈક એવા સંજોગો ઉત્પન્ન થાય તે તબક્કે એ વ્યક્તિ કે કે હું પ્રાર્થનામાં છું હમણાં હું નહીં આવી શકું હું ઉપાસનામાં છું હમણાં હું આવી નહીં શકું એવું કહેશે પરંતુ ટોટલી કે હું પ્રાર્થના કરતો નથી કે ઉપાસના કરતો નથી એ બાબત કોઈ ખોટું બોલવા રાજી પણ નથી અને આપણા શાસ્ત્રો મુજબ અને આપણા ધર્મો મુજબ જે જોઈએ તો એ ખોટું બોલવું એ આપણું કોન્સિયસ એટલે કે આપણો આત્મ દુઃખ આત્માને દુઃખ થાય છે અને એ ઘણી વાર એવું પણ બનતું હોય હે કે આપણે થોડી વાર માટે બોલી ચાલો કે ચાલો હું પ્રાર્થના માં હમણાં છું ને હું નહીં આવું એવું નહીં સારું આવું છું એવું કહીને બોલી લીધું પરંતુ ત્યાર પછી આપણને થોડુ પ્રાર્થના અધૂરી છોડીને પણ ગયા હોઈએ તો ઉપાસના અધૂરી છોડીને ગયા હોય તો આપણું મન એમાં ને એમાં પરોવાયેલું રહે છે અને બીજી વસ્તુ કે એ માટે આપણે પોતે એનો એને એને કોલ આપણો આત્મા દુઃખ અનુભવે છે એ બાઈટ કરે છે અને એને કારણે ઘણી વાર આપણને એ પ્રાર્થના કે ઉપાસના ફળતી પણ નથી બરોબર અને આપણે પોતે એની અંદર આપણું મન વ્યગ્રતા અનુભવે છે કે પ્રાર્થના કે ઉપાસના માટે ખોટું બોલ્યા હોય તો આપણને મનની અંદર એવું કંઈક વ્યગ્રતાનો હવે કહીએ કે આમેં ખોટું બોલ્યો આ મેં ખોટું કર્યું એ વસ્તુ ઘણી વાર આપણને આ દુઃખ ઉત્પન્ન કરે એવી રીતની આપણે અનુભવીએ છે અને પ્રાર્થના એ પ્રાર્થના છે અને ઉપાસના એ ઉપાસના છે ઉપાસના ભગવાનની કે પ્રાર્થના ભગવાનની કરવી જોઈએ માણસે મનુષ્યને આપણને મનુષ્ય ધર્મનો મનુષ્ય અવતાર આપેલો છે જે ઉપવાસ કરવા માટે મનને કંઈ કેળવવા માટે આપળે આ પ્રાર્થના અને ઉપાસના કરવી પડે અને કરવી જોઈએ